મારા ફોનમાં ઘણા બધા ફીચર્સ છે પણ આપણે બધા ફિચર્સનો તો યુસ નથી કરતાં હોતા તો તેથી આપણે બધા ફીચર્સથી તો વાકેફ નથી હોતા પણ મારા ફોનમાં ઘણા બધા ફીચર્સ એવા છે કે જેનો હું ઉપયોગ કરું છું અને જે મને મદદરૂપ પણ સારી રીતે થઈ શકે છે કે જેવા કે કેમેરા કોન્ટેક નંબર સેટિંગ છે તો સેટિંગ અંદર પણ આપણે ઘણા બધા એમાં જોવા મળે છે ફીચર્સ મતલબ કે સેટિંગ અંદર આપણે જઈએ તો તેની અંદર આપણે બેટરી એવી વિશે બધી માહિતી મેળવી શકીએ છીએ કે આપણી બેટરી કઈ કઈ જગ્યાએ કેટલી વપરાય છે કે કઈ કઈ એપ્લિકેસન છે એ વધારાની છે કે જે આપને એની અંદર બતાવે છે કે ભાઈ આપણે કઈ કઈ જગ્યાએ તમારા બેટરીનો ખોટો યુઝ પણ થઈ રહ્યો છે તો એની અંદર ડબલ ડ્યુઅલ એપ કરવા માટે ડ્યુઅલ એપ મતલબ કે બે એપ્લિકેસન તમે કરી શકો કે આપણે એક વોટ્સેપ છે તો આપણે બીજુ પણ વોટ્સેપ યુસ કરવું હોય તો એક ફોનમાં એક જ વોટ્સેપ હાલે બે વોટ્સેપનો ચાલે તો આ ડ્યુઅલ એપથી આપણે એક હારે બે વોટ્સેપ પણ ચલાવી શકીએ અલગ અલગ નંબર ઉપર તો આવી રીતે એવા ઘણા બધા એમાં અલગ અલગ ફીચર્સ હોય છે કે એપ્લિકેસન માટે હોય છે કે તમે એપ લોક પણ લગાવી શકો છો સેટિંગમાં જઈને કે આપળે અમુક લોક એપ્લિકેશન હોય કે જેને આપણે પ્રાઇવેટ રાખ્યું હોય તો તેને પ્રાઇવેટ રાખી શકીએ પછી એમાં બ્લૂતૂથ ડિવાઇસ પણ બતાવતા હોય છે કે ભાઈ તેના તમે તેની બ્લૂતૂથની રેન્જ કેટલી છે તમે એના વિશેની માહિતી કોઈ બી આપણે ફીચર્સ હોયને તો તેની ટોટલી માહિતી આપને સેટિંગમાંથી મળી જતી હોય છે ને આપણે કેમેરાની વાત કરીએ તો તેની અંદર આપણે બઉ સારા એવા ફોટા પાડી શકતા હોય છે ને તેમાં ફિલ્ટરની સુવિધા પણ આપને એમાં ઉપલબ્ધ હોય છે કે જેથી આપણે ફિલ્ટરનો યુસ કરીન આપણે આપણા જે ફોટાનો દેખાવ હોય છે તે આપણો વધુમાં વધુ કેમ સારો બનાવી શકીએ તે આપણે ફિલ્ટરની મદદથી આપને ખ્યાલ આવે કે તેમાં કયું ફિલ્ટર યુસ કરીએ તો આપને વધારે સારો દેખાવ આવે છે તેમાં ઘણા અલગ અલગ પ્રકારના ફિલટર્સ આવતા હોય છે ને કોન્ટેકની આપણે વાત કરીએ તો આપણે ઘણા બધાના કોન્ટેક એવું ફીચર્સ છે કે જેથી આપણે કોઈપણ પ્રકારની ડાયરરીની જરૂર નથી પડતી નકા આપણે પહેલાના સમયમાં આપણી આગળ ફોન નહોતાને ત્યારે કોન્ટેકના આવી ફીચર્સ પણ નહોતો કે જેથી આપણે મોબાઇલમાં નંબર સેવ કરી શકીએ ત્યારે આપણે ડાયરીમાં બધાના નંબર લખતા કાં પછી આપણે નંબર યાદ રાખવા પડતા તો એની જગ્યા અત્યારે કોન્ટેક એવું છેકે જેની અંદર તમે નંબર સેવ કરીને તેની અંદર રાખી શકો કે જેથી તમારે જ્યારે પણ જરૂર પડે તો તમે એમાં નહીં પણ એ ટુ ઝેડ પ્રમાણે લાઇનમાં ગોઠવેલા હોય છે નંબર કે જેથી તમને નંબર કોઇપણનો ગોતવો હોય તો તમને સરળ રહે કે જેથી તમને ખ્યાલ આવે કે કોઈપણ પ્રકારનું આ નામ છે તો એ તમારે સીધું ત્યાંજ જઈને તમારે એની અંદર ગોતવાનું રે આપણે નહીંતર કદાચ ડાયરીમાં બધા પાનાં ફેરવવા પડતા ને આ ભાઇનો નંબર ક્યાં લખ્યો હશે તો આપણે અડધી ડાયરી ફેરવીએ ત્યારે તો એકનો નંબર મળતો અત્યારે એ કામ એકદમ આસન થઈ ગયું છે તમે એક મિનિટમાં તો તરત તમે ગમે તેને કોલ પણ લગાવી શકો છો તો આ રીતે મોબાઇલની અંદર નેટવર્કના અલગ અલગ ફીચર્સ આવતા હોય છે હવે તો બધા ફોનમાં લોક પણ આવી ગયા છે કે તમે એમાં વોલપેપર પણ અલગ અલગ ચેન્જીસ કરી શકતા હોય છો કે લોકથી તમને ફાયદો એ થાય કે તમારો ફોન એક પ્રાઇવેટ થઈ ગ્યો કે કોઈપણ લોકો તમારી પરમીશન વગર યુસ ન કરી શકે વાપરી ન શકે તો કે જ્યારે તમારો ફોન આ બટન વાળા ફોન હતા તો તેની અંદર લોકને એવી સિસ્ટમ નો આવતી તો તેથી તે ગમે ત્યાં પડ્યા હોય તો ગમે તે લોકો તેમાંથી ફોન લગાવી લેતા હોય છે તો અત્યારે આ નવા જે સ્માર્ટ ફોન છે તો તેની અંદર એ સુવિધા બહુજ સારી છે કે તમે લોક રાખેલો હોય તો તમારા સિવાય કોઈપણ લોકો ફોન ખોલી ના શકે એમ ને આપણે વૉલપેપરની વાત કરીએ તો આપણે ફોનની અંદર ને નવા નવા ઘણા બધા પ્રકારના વોલપેપર પણ હોય છે અને તમે ઓનલાઈન ડાઉનલોડ પણ કરી શકતા હો છો એવી એપ્લિકેશન પણ આવતી હોય છે કે જેથી તમે તમારા ફોનનો દેખાવો બહુ જ સારો બનાવી શકો કે જ્યારે તમે લોક ખોલતા હોવ છો તો ત્યારે તમે તમારું મનપસંદ ચિત્ર તમને સામે જોવા મળે છે કે તમે જ્યારે લોક ખોલીને પછી અંદરના કોઈ પણ ભાગમાં તમે જાઓ છો મોબાઇલના અંદરના તો ત્યાં પણ તમે અલગ પ્રકારનું વોલપેપર રાખી શકો છો એટલે આવી ઘણી બધી અલગ અલગ પ્રકારની માહિતીઓ તેની અંદર દર્શાવેલી હોય છે તેમાં સિક્યોરીટી પણ આવતી હોય છે મોબાઇલમાં એટલે ફોનની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના આપણે વાત કરીએને તો ફીચર્સ હોય છે અમૂકમાં મોસ્ટલી ફોનમાં બધામાં ગૂગલ પણ અવેલેબલ હોય છે કે જેથી તમારે કોઈપણ વસ્તુ સર્ચ કરવી હોય તો ત્યારે તમને ખ્યાલ આવે કે એના વિશે તમારે જે પણ કંઇ જાણવું હોય તો તેમાંથી તમને મળી રહે